તમે હવે ટિચિંગમાં તમારું કરિયર શા માટે બનાવવા માગો છો તે વિશે જણાવશો મેં તમને જણાવ્યા મુજબ છેલ્લા ચાર પાંચ વરસથી હું ટિચિંગ કરિયરમાં જ જોડાયેલી છું જ્યારે મારું એન્જિનિયરિંગ પૂરું થયું અને મને આઇ ટી કંપનીમાં જૉબ મળી મારા ફાધરે મને કહ્યું હતું કે હજી તું માસ્ટર્સ કરી લે જેથી કરીને તું ટિચિંગ ફિલ્ડમાં જઇ શકે અને જે તને મેરેજ પછી પણ મેરેજના એની જવાબદારીઓ સાથે તુ ટિચિંગ ફિલ્ડમાં રહી અને તારું જૉબ અને તારો પરિવાર બંનેને સંભાળી શકીશ પરંતુ ત્યારની પરિસ્થિતિને જોતાં એવું લાગી રહ્યું હતું કે ના હવે આગળ ભણવા કરતાં નોકરી કરવી જ બરાબર રહેશે જેથી કરીને હું મારા પરિવારને નાણાંકીય મદદ પણ કરી શકું જેથી કરીને મેં તે જૉબ સ્વીકારી પરંતુ મારા પપ્પાની વાત સાચી પડી લગ્ન બાદ કચ્છના એક નાના એવાં શહેરમાં કોઇ આઇ ટી કંપની શોધવી મારા માટે ખૂબ જ મુશ્કેલ હતી એમ સમજો કે હતી જ નહીં અને હોય તો ખૂબ જ દૂર જે મારા માટે શક્ય નહોતું જેથી કરીને મેં ખૂબ જ વિચાર કર્યો અને મારી કારકિર્દી માટે મેં શિક્ષણની દિશા જે છે તે પકડી સૌપ્રથમ અમારું પોસ્ટિંગ રાપરમાં હોવાથી રાપરની એક ખૂબ જ સારી સ્કૂલમાં મેં જૉબ કરી ને ત્યાં મારું પફોર્મન્સ પણ ખૂબ જ સારું રહ્યું અને બાળકો સાથે મને જોબ કરવાની પણ ખૂબ જ મજા આવી અને મને મનગમતો વિષય મને ભણાવવા માટે મળ્યો જેથી કરીને પણ મને ખૂબ જ સારું લાગ્યું ત્યારબાદ મેં આ ફિલ્ડ ક્યારેય પણ છોડી નથી અને હવે મારો એવો વિચાર પણ નથી કે હું આ ફિલ્ડ છોડું પરંતુ હવે ત્યાં આ જૉબ કર્યાના બે વર્ષ બાદ મારા હસબન્ડનું ટ્રાન્સફર કચ્છનાં એક બીજા ગામમાં થયેલું હોવાથી મેં તમારી શાળાનો સંપર્ક કર્યો અને મને ત મેં ખૂબ જ શોધ્યું અને મને અહીંયા તમારી શાળા સૌથી વ્યવસ્થિત લાગી જૉબ કરવા માટે જે મારા પ્રોપર ફિલ્ડ પ્રમાણે છે જેથી કરીને મેં તમારી શાળા પસંદ કરી અને હવે હું આ સ્કૂલમાં આવીને મારું કરિયર આગળ ધપાવવા માંગુ છું થેન્ક યુ મેમ